હા શિવાની ટ્રાવેલ એજન્સી કહીએ બોલો શિવાની ટ્રાવેલ એજન્સીમાંથી વાત કરું છું બોલો શિવાની ટ્રાવેલ એજન્સીમાંથી વાત કરું છું

તો ટુ વ્હીલરમાં તો તમારે જો ચલાવવી હોય એકટીવા છે સ્કુટી છે અ પછી બાઈકમાં જોઈએ તમારી જોડે કોઈ હોય તો પછી પલ્સર પણ છે ફોલ વી ફોર વ્હીલર બી પણ અવેલેબલ છે આપણે અને ટુ વ્હીલર પણ છે અને ટુ વ્હીલરમાં જે બી તમને જુપિટર છે એ પણ તમને આપશે અને સારી એવી કન્ડિશનમાં છે કે તમને કયાંક રસ્તામાં કોઈ જગ્યાએ હેરાન થશો નહીં અને આપણે કેવું છે જો તમે એકટીવા લેશો તો તમને વધારે અનુકુળ રહેશે બોલો હા તો વાંધો આપણે શું છે હા તો આપણે એવું રાખ્યું છે કે પર ડે એનું એક દિવસનું ભાડું આપણે લઈએ છીએ જેવી રીતે એક દિવસનું ભાડું આપણે છસ્સો રૂપિયા એકટીવાનું છે એકટીવા તમે લો તો એક દિવસનું છસ્સો રૂપિયા ચાર્જ કરીએ છીએ અને તમે જુપિટર લો એકટીવા સિવાય બીજી ગાડીઓનું થોડુંક ઓછું ચાર્જ છે કારણ કે એ ઓછી વપરાય છે ના તમારે જ તમારે જ નખાવવાનું તમે જેટલી ફેરવો એટલી બીજા દિવસે તમારે જેટલા દિવસ તમારે ચલાવવાની હોઈ પછી એ દિવસે એડવાન્સમાં તમારે મને પેમેન્ટ આપવાનું ધારો કે તમે ત્રણ દિવસ માટે લઇ જાવ છો તમે મારી જોડેથી ત્રણ દિવસ માટે લઇ જાવ છો તો તમારે પાંચ દિવસનું ભાડું આપવાનું પછી જયાર જયારે તમે પાછી આપશો ગાડી ત્યારે બે દિવસનો ભાડો પાછી આપ પાછું મળી જશે તમને હા હા તમારે તમને જો લેટ થઇ જાય તો પણ વાંધો ના આવે આપવામાં હા તો જે પણ તમને જે પણ તમને હોય કે અમને હા હા પણ તમારી જોડે એનો લાઇસન્સ હોવો જરૂરી છે ટુ વ્હીલર માટે અને જો નહીં તો અમારી જવાબદારી રહેશે નહીં કોઈ હા હા એ તો ડેકી માં જ હોય છે ડેકીમાં જ હોય છે પણ હેલમેટ તમારે ખોવાય નહીં એનું ધ્યાન રાખવું જ કેમ કે એક બે કસ્ટમર જોડે એવું થયું હતું કે ભાઈ હેલમેટ ગમે ત્યાં હોટલમાં કે ક્યાંક પાણી પીવા કે કોલ્ડ્રીંક્સ પીવા ઊભા રહ્યા ત્યાં જ બાજુમાં મૂકીને આવી ગયા પાંચસો રૂપિયા થશે એક હેલમેટના ઓકે ઓકે કશો વાંધો નહીં હં અ મારું નામ અખિલભાઈ નામ છે અખિલભાઈ ઓકે ઓકે ઓકે ઓકે હા વાંધો નહીં જયારે બી તમે ફોન કરો તો નામ ને બધું લખાવી દેજો ઠીક છે ઓકે હા હા ચલો